પાંચ ફેમસ વ્યક્તિનાં નામ મહેન્દ્ર સિંહ ધોની ધીરુભાઈ અંબાણી રતન ટાટા સચિન તેંડુલકર ડોક્ટર વિક્રમ સારાભાઈ અને ડોક્ટર હોમી ભાભા